ભારત એક ખૂબ જ વિશાળ દેશ છે એમાં ફરવા લાયક ઘણાં બધાં સ્થળો છે ઐતહાસિક સ્થળો કુદરતને અનુરૂપ બધાં સ્થળો અને દરેક સ્થળનું કંઈક ને ઈક મહત્વ હોય છે જે દુનિયા ભરના દરેક પ્રવાસીઓને આકર્ષે છે એમાંના કેટલાક મહત્વના સ્થળો વિશે જોઇએ તો તાજમહલ છે વારાણસી જયપુર ઉદયપુર જેસલમેર મુંબઈ અજંટા ઇલોરાની ગુફાઓ કોણાર્ક ઉતરાખંડ જમ્મુ કાશ્મીર ગુલમર્ગ તામિલનાડુ કર્ણાટક કેરળના બેકવોટર્સ વગેરે વગેરે

તાજમહલ વિશે જોઇએ વિશ્વની સાત અજાયબીમાં એ થાય છે મોગલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝની મહેલની યાદમાં એ બનાવ્યું હતું સફેદ મકરાના પથ્થરમાંથી બનેલું આ સ્મારક જોવા જઇએ તો પ્રેમનું પ્રતિક છે દર વર્ષે લાખો પ્રવાસીઓ આ ભવ્યતા જોવા માટે અહીં આવે છે હવે જયપુર વિશે જોઇએ તો જયપુરને પિન્ક સીટી તરીકે પણ ઓળખવામાં આવે છે જયપુરની અંદર હવામહેલ આંબેર કિલ્લો જલમહલ જેવાં ખૂબ જ મહત્વના ઐતહાસિક સ્મારકો પણ જોવા મળે છે વળી આર્કિટેક્ચરની દ્રષ્ટિએ પણ જયપુર શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે એની ગણના થઇ શકે ઉદયપુર તો ઉદયપુરની અંદર જોઇએ તો પુલોની નગરી તરીકે એને ઓળખવામાં આવે છે બીજું કે સીટી પેલેસમાં ભારતીય રાજાઓની જે જાહોજલાલી જોઉ એમની જીવન શૈલી ની ઝાંખી પણ અહી જોવા મળે છે મુંબઈનું જોઇએ તો મુંબઈ આમ જોવા જઇએ તો ભારતનું એક મહત્વનું આર્થિક કેન્દ્ર કહેવાય અહીં અનેક જાતના આકર્ષણ છે જેમકે ગેટ વે ઓફ ઈન્ડિયા મરીનડ્રાઇવ એલિફન્ટાની ગુફાઓ આ સાથે મુંબઈ એ બોલિવૂડનું કેન્દ્ર પણ છે જે ફિલ્મી પ્રેમીઓને ખૂબ આકર્ષે છે અજંટા ઇલોરાની ગુફાઓ એ પણ આખા વિશ્વમાં પ્રખ્યાત છે બુધ્ધ હિન્દુ અને જૈન શિલ્પકલા માટે પણ ખૂબ પ્રખ્યાત છે જે પ્રવાસીઓને અત્યંત આકર્ષણનું સ્થાન છે શ્રીનગર તો શ્રીનગરની અંદર દલલેક અને નિશાન બાગ જેવાં સ્થળો પ્રવાસીઓને અનેખો અનુભવ આપે છે દલલેકમાં હાઉસ બોટમાં રહીને ત્રણા વાવનો અને મુગલ બાગોની મુલાકાત લેવા માટે પ્રવાસીઓ ખાસ અહીં આવે છે મહાબલીપુરમની સોર ટેમ્પલ અને પંચરત મંદિર આંતરરાષ્ટ્રિય સ્તરે ખૂબ જ પ્રખ્યાત છે તમિલનાડુના કિનારે આવેલું આ શહેર શિલ્પ કલા માટે ખૂબ જાણીતું છે કેરળના અલિપિ અને કુમાર કોમ બેકવોટર્સમાં હાઉસબોટની અંદર સફર કરવાનું અનુભવ ખૂબ અનોખો છે આમ ભારતમાં ફરવા માટે સૌથી મહત્વના સ્થળો પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષતા આકર્ષે છે આમ આ બધા સ્થળોમાંથી અમુક સ્થળોની મુલાકાત અમે લીધી છે પણ એક બે સ્થળો બાકી છે એની મુલાકાત હવે હું જરૂર લઇશ આ એક એટલો સુંદર કોન્સેપ્ટ હાથ ધર્યો છે ગુજરાત સરકારે કે જેને લીધે અમને પણ કંઈક નવું શીખવા મળ્યું નવું જાણવા મળ્યું અને હવે વિવિધ પ્રવાસો પણ કરવાનો એક ઉત્સાહ વધશે